હા હું મારા ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરું છું હું એમાં ઇંસ્ટા ફેસબુક વોટ્સએપ વગેરેમાં મારા ફોટા ફે પોસ્ટ કરું છું કારણ કે અત્યારે ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયામાં ફૂ ખૂબ જ બધા એકબીજાના પોસ્ટ કરતા હોય છે તેમાં મને પણ સો મને પણ ફોટોગ્રાફ્સ સસ પોસ્ટ કરવાનું ખૂબ જ પસંદ છે અને અત્યારે ફોટા ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવાથી ઇંસ્ટા ફેસબુક વગેરેમાંથી તો પૈસા પણ ઘર બેઠા કમાવી શકીએ છીએ એટલા માટે હું પણ ફોટા મારા પોસ્ટ કરું છું અને ઘણા બધા ફોટોમાંથી વિડીયો પણ બનાવીને હું પોસ્ટ કરું છું ઈ જેનાથી તે મેં ઘણી વખત તેમાંથી ઘર બેઠા પણ પૈસા પણ કમાવેલા છે એટલે હું ઘણી વખત તેનો ફોટો ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને એકબીજાને પણ સલાહ આપું છું આવી રીતે ફોટો મૂકવાથી આવી રીતે આપણને ઘર બેઠા આવી રીતે કમાવી શકીએ છીએ અને મને સોશ્યલ મીડિયામાં ફોટો મૂક મૂકવા મને પોસ્ટ કરવા ખૂબ જ ગમે છે